ગુજરાતમાં શિક્ષણ મેળવતી વખતે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે એમાંથી આપણે મુખ્ય લઈએ તો એ પહેલો પ્રશ્ન છે આર્થિક વિદ્યાર્થીઓ આર્થિક રીતે એટલાં સક્ષમ નથી હોતાં કે એમના ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી કે તેઓ ભણવા માટેના પૈસાનો ખર્ચ કરી શકે કે તેમાં મોટા મોટા શહેરોમાં શિક્ષણ મેળવવા માટે આગળ આવી શકે બીજો પ્રશ્ન છે અંતરનો જ્યારે વિદ્યાર્થીઓ નાના શહેરોમાં કે નાના ગામડાંઓમાં રહેતા હોય ત્યાંથી મહાનગરમાં ભણવા આવવા માટે એ લોકોને વિદ્યાર્થીઓને જે પ્રવાસ કરવો પડે છે જે અંતર કાપવું પડે છે તે કાપવામાં ઘણા બધા સમય લાગી જાય છે એમાં એમનો આર્થિક ખર્ચો પણ થાય છે અને સમયનો પણ બગાડ થાય છે આ વિદ્યાર્થીઓ આવા પ્રકારનાં સમસ્યાઓના સામના કરતા હોય છે ત્રીજું છે ગુણવત્તા સમાવેશનો પ્રશ્ન શિક્ષણમાં નાના ગામડાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવું મૂલ્યલક્ષી શિક્ષણ એ અઘરું બની ગયું છે પણ હાલના સમયમાં આપણે જોવા જઈએ તો ધીમે ધીમે એ સ્તર ઉંચે આવી રહ્યું છે શિક્ષણનું સ્તર વધી રહ્યું છે વિદ્યાર્થીઓ સારા શિક્ષણ મેળવી રહ્યા છે પણ છતાંય શિક્ષણ શહેરની કક્ષાએ અને ગ્રામીણ કક્ષાએ શિક્ષણનાં સ્તરમાં ઘણું અંતર રહી જાય છે અને આ અંતરને પાર કરવા માટે અને સારું શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ શહેરમાં આવી રહ્યા છે જે હાલના ટાઇમમાં ખૂબ મુશ્કેલ છે